કોવિડ નાઇન્ટીનનાં લીધે અમારા ત્યાં જે બીજા લોકો બીજા રાજયોમાંથી આવ્યા હતા એ પોતાના ઘરે પાછા નહોતા જઈ શકતા ફરજિયાત માસ્ક લગાવવું જરૂરી થઈ ગયું હતું બે લોકોથી ડિસ્ટન્સ બનાવવું જરૂરી થઈ ગયું હતું અને અમને ગરીબ લોકોને જ્યારે જમવાનું કશું મળતું નહોતું ત્યારે લોકોને જમવા માટે પણ તકલીફ પડતી હતી ત્યાં ઉપરાંત લોકોને બહાર નીકળવા માટે બિલકુલ પ્રતિબંધ હતો અને દવાખાનાઓમાં પણ લાંબી લાંબી લાઈનો હતી અને એ એક એરિયાથી બીજા એરિયા જવા માટે પણ ખૂબ તકલીફો પડતી હતી